હાલો હા બોલો હા હા હા એડવોકેટ બોલું છું હા બોલો

હા તો મારે એ કહેવું છે કે તમે અત્યારે ક્યાં પોલીસ સ્ટેશનમાં છો કઈ જગ્યા ઉપર છો હ હ ઓકે હા તો તમે ચિંતા નહીં કરો હું છેને અહીંયા આ ગાડીના કેશ પેપર્સને એ બધું બનાવી લઈશ મારી રીતે તમે મને ખાલી તમારી ગાડીના જે એના જે નંબર હોય છે એ આ વ્હીકલ નંબર મેં કહી દો અને સાથે આપણી પાસે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ તો છે જ એટલે તમે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ છે એટલે કંઈ ચિંતા નહીં કરતાં કોઈ પણ રીતે એ રીતે હેરાન કરશે નહીં તમને પોલીસ અને હું વાત કરી લઉં છું એને આપો એમને પોલીસ ના ના ના ના ના આપ મને ખાલી તમારું તમારું વાહનનો નંબર આપી દો અહીંયા બરાબર ઓકે હા હા જી જી ઓકે ઓકે થેન્કયુ